હેલો હા હેલો હા મેદમ બોલો આવજ હા આવે આવે છે બોલો

પણ મેંમ તમે સમજો તો ખરી તમારે જે ભાવેથી લઈશ ને પછી મારે વેપારીને મારે ભી એ ભાવે દેવું પડે તો મારે કમિશન વચ માં સુ રહ્યું એટલે મારે તો મારું જોવું પડે ને આ તો છે ને તમે તમારા નફાની તમે તમારા નફાની વાત કરો છો તો પછી મને પછી મને મારું જોવું પડે ને મારે કમિશન લેતો હોય પછી મારે કમિશન રાખવું પડે ને તમને આવડો મોટો ઓર્ડર મેઈન વસ્તુ એ છે કે તમને આટલો મોટો ઓર્ડર તો આપ્યો ને આટલો મોટો ઓર્ડર આ મંદિમાં કોણ આપે એ તમે વિચાર કરો જારા હા હા બધી આ તો તમારાથી એની અંદર જેટલું થાય ને એટલું બધું ઓછુ વધ્તુકરી લો આપની ડીલ ફાઇનલ છે હવે હું તમને કૉલ નઈ કરું કેમ કે અત્યારે મારી પાસે ઓલરેડી બધા આઈઇડી ને બધા આવે છે એટલે મને તમારી રીત ના બધું વ્યવસ્થિત કરી ને દયો હાલો એતો તમારો નહીં મારો નહિ ચાલો ચારને પંચાશી માં ફાઇનલ રાખો આ ચાલ ફાઇનલ ઓકે ઓકે હા આવજો